શિક્ષિત વ્યક્તિના સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે છે હા શિક્ષિત વ્યક્તિ સમાજને અને વ્યક્તિગત જીવનમાં

સારી રીતે સારી કેળવણી મેળવેલી વ્યક્તિ સારું જીવન વિતાવી શકે છે સમાજ માટે પણ ઉપયોગી થાય છે અને એનો લાભ પણ શોશાયટી શહેર ગામ શહેરને પણ મળતો રહેશે શિક્ષિત વ્યક્તિ સમાજ માટે પણ બહુ જ ઉપયોગી થાય છે ઘણી એવી સંસ્થાઓમાં એ એમનો ઉપયોગ કરે છે ડેવલોપમેન્ટમાં પણ સારો એવો એમનો વિકાસ થાય છે વિકસિત શહેરોમાં એમનું સારા હોદ્દા ઉપર પણ એ લોકો હોય છે અશિક્ષિત વ્યક્તિ ને કોઈ પણ બાબત સમજાવવી અઘરું પડે છે નાની નાની બાબતની અંદર વાદવિવાદમાં ઉતરતા હોય છે જે એના સંતાનોને પણ સારી રીતે ઉછેરી નથી શકતા જેમની પાસે જ્ઞાન નથી એ છોકરાઓને ક્યાંથી આપશે જેનાં કારણે એ લોકો સમાજ માટે પણ થોડા મુશ્કેલી ભર્યા બનતા જાય છે અશિક્ષિત વ્યક્તિ આજુબાજુનાં વાતાવરણ પણ બગાડતા હોય છે શિક્ષિત વ્યક્તિ જ્યાં હશે ત્યાંનું વાતાવરણ પણ સારું હશે આપણે એક શિક્ષિત વ્યક્તિ કંઈ પણ ચર્ચા કોઈ વાતની અંદર કે એક મિટિંગમાં પણ હશે તો એ સારો ઉપદેશ આપશે સારા વાતનું નિરાકરણ લાવવા માટે તે ઉપયોગ થશે ત્યારે અશિક્ષિત વ્યક્તિ હશે તો એ એ વાતનો અંત નહીં આવે અને

ઉદ્ધતાઈ પૂર્વકની વાતાવરણ બની જાય છે